આ વાત કરું હું ગુજરાતની તો ગુજરાતમાં મને સૌથી વધારે જૂનાગઢ દ્વારકા સોમનાથ વડોદરા તેમજ સાપુતારા ગમે છે અને સૌ પ્રથમ વાત કરું જૂનાગઢની તો જૂનાગઢમાં મને ગીરનાર પર્વત ભવનાથ તળેટી ઉપરકોટ અશોકનો શિલાલેખ અડીકડી વાવ નવઘણ કૂવો ત્યારબાદ વિલિંગડન ડેમ વગેરે ખૂબ જ ગમે છે ઉપરકોટમાં ફરવાલાયક ઘણા બધા અંદર મહેલો ઉપરકોટની એવી માન્યતા છે કે બધા પૌરાણિક સમયમાં તે રાજાનો કિલ્લો હતો એટલે કે ગઢ હતો આ ગઢને એટલા માટે બનાવામાં આવ્યો હતો કે જેથી નગરની પ્રજા અને નગર પર ધ્યાન રાખી શકાય તેથી તેના પહેલાં રાજા રજવાડાઓ તેના એ કિલ્લાઓ ઉપરના સ્થળે બાંધવામાં આવતા હતા અને ત્યારબાદ વાત કરું ઉપરકોટ ત્યારબાદ વાત કરું ગીરનારની તો દર વર્ષે ગીરનારમાં લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે અને જેમાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે ત્યારબાદ હું વાત કરું તો સોમનાથ સોમનાથ મહાદેવનું મંદિર ખૂબ જ ધાર્મિક અને અલૌકિક મંદિર છે જે બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ ત્યાં આવેલું છે અને ત્યાંનો દરિયાકિનારો અત્યંત વિશાળ અને ખૂબ જ સરસ છે તેમને જોતા જ તેમને જોતા જ એક અનન્ય અનુભૂતિ જોવા મળે છે ત્યારબાદ તેની નજીકમાં આવેલો ભાલકા તીર્થ ભાલકા તીર્થ ખૂબ જ સુંદર છે અને ત્યાંની માન્યતા એવી છે કે શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ ત્યાં થયો હતો તે જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે શય્યામાં પડેલા છે તેમની એય મંદિર આવેલું છે અને ત્યારબાદ વાત કરું દ્વારકાની તો દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને મતલબ કે દ્વારકાધીશનું વિશાળ અને ભવ્ય મંદિર છે જ્યાં બેટ દ્વારકા અને હાલમાં નવનિર્માણ થયેલું સુદર્શન સેતુ આવેલું છે અને ત્યારબાદ તેની નજીકમાં આવેલું શિવરાજપુર બીચ જ્યાં લોકો ખૂબ જ વિશાળ સંખ્યામાં આવતા હોય છે અને ત્યાં દરિયાકિનારામાં મોજ આનંદ માણતા હોય છે ત્યાંના વચ્ચે શિવરાજપુર બીચમાં વચ્ચે નાનું એવું દ્વીપ ટાઈપનું ટાપુ એવું છે ત્યાં લોકો મોટી સંખ્યામાં જતાં હોય છે અને ત્યારબાદ વાત કરું સાપુતારાની તો સાપુતારામાં જોવા જઈએ તો આપણે સાત પર્વતમાળાનો બનાવેલો છે અને સાપુતારામાં ખૂબ જ એવા પ્રાકૃતિક સુંદરતા ખૂબ જ છે અને તેમની નજીકમાં જ તુલસીશ્યામ છે જ્યાં ઝરણાઓ અને તેની માન્યતાઓ પ્રમાણે ત્યાં સાત કુંડ આવેલા છે ગરમપાણીના તેમાં લોકોને એમને કોઈપણ ચામડીના પ્રોબ્લેમ હોય તો તે દૂર થાય છે એવું કહેવામાં આવે છે અને ત્યારબાદ વાત કરું તો